શું તમે તમારા અમે અમારે વીમાનાં કવરથી ખુશ છીએ કારણ કે અમારી વીમા પોલિસી હિન્દુસ્તાન હેલ્થ ઇનસોરન્સ નામની કંપની દ્વારા લીધેલી છે અમારા વિસ્તારમાં સારી હોસ્પિટલ્સ આવેલી છે અને તેમાંથી મોટા ભાગની હોસ્પિટલ્સમાં હેલ્થ વીમા પોલિસી દ્વારા મળતી સુવિધાઓ અને જ્યાં જરૂર હોય ત્યાં કેશલેસ વીમાનું કવરેજ પણ આપતી હોય છે અમારા વિસ્તારની હોસ્પિટલ્સમાં વીમાની પ્રક્રિયા કરવાનું કાર્ય નોમિનેટ કરેલા વીમા એજન્ટ્સ અથવા તો તેને સંલગ્ન સંસ્થા દ્વારા અથવા તો એજન્સી દ્વારા થાય છે આ ઉપરાંત ગુજરાત રાજ્યમાં મા કાડ ઉપલબ્ધ કરાવેલ છે જેને હવે ભારત સરકાર દ્વારા પ્રધાન શ્રી વીમા યોજનામાં મર્જર કરી અમારા જેવા જરૂરિયાતને આયુષ્યમાન ભારત વીમા યોજનામાં સામેલ કરેલ છે તેમાં પણ વીમા યોજનાના પાંચ લાખ સુધીનો ખર્ચ સરકાર દ્વારા આપવામાં આવી રહ્યો છે અમોને એનો હજુ સુધી લાભ લેવામાં અમે લીધો નથી અને એવી જરૂરિયાત પણ અત્યારે ઊભી થઈ નથી પણ આ રીતે અમે વીમા કવરેજથી ખુશ છીએ